લઘુમતી ધર્મો જેવા કે મુસ્લિમ ક્રિશ્ચયન આ ધર્મ અપનાવતી પ્રજા પોતાના ધર્મને વળગી રહેવા માટે ચુસ્તપણે તેનું પાલન કરે છે પોતાના ધર્મના નીતી નિયમોને આધારે પોતાનું જીવન વ્યતીત કરે છે આ લઘુમતી વાળા ધર્મો પોતાની ધર્મની સાથે પોતાની સાથે રહેવા વસવાટ કરતી પ્રજા તેમજ પોતે જેતે સ્થળે વસવાટ કરે છે તેના સાથે પણ જોડાઈ રહે છે જેમકે હિન્દુ ધર્મના તહેવારો સાથે જોડાઈ રહે છે જેવા કે રક્ષાબંધન ઉત્તરાયણ દિવાળી હોળી ધૂળેટી વગેરેની ઉજવણી પણ તેઓ કરતાં હોય છે બરાબર